ગુજરાતી ભાષામાં રેડિયો ટેલિવિઝન અને અખબારો ગુજરાતના ઘણા બધા લોકો વાંચે છે સાંભળે છે અને જોવે છે અને આનાથી ગુજરાતમાં શું સ્થિતિ ચાલી રહી છે તેનાથી તેને ખબર પડે છે અને તેમાં રસ ધરાવે છે આથી ગુજરાતમાં ગુજરાતમાં રેડિયો ટીવી અને સમચારો ચાલી રહ્યા છે